હલો તમે ઈકાર્ટ ડિલિવરીમાંથી વાત કરી રહ્યાં છો અચ્છા ઓકે મેં મારો ફ્લિપકાર્ટમાં ઓર્ડર ક્લોથીંગનો વીસ જુલાઈએ આપ્યો હતો તેની એક્સપેક્ટેડ ડિલિવરી ત્રેવીસ જુલાઈ હતી એટલે મેં ત્રણ દિવસની અંદર ડિલિવરી થઈ શકે એવો જ ઓર્ડર આપ્યો હતો તો હજી સુધી મારો ઓર્ડર આવ્યો નથી આજે પચ્ચીસ જુલાઈ થઈ ગઈ છે તો મારે તેના વિશે કમ્પ્લેન કરવી છે શું તમે મને કમ્પ્લેન કરવા માટે હેલ્પફૂલ થઈ શકશો તેના માટે શું પ્રોસેસ હોય તે પણ મને જણાવી શકો ઓકે તો હું મેલ કરી શકું યા મેલમાં કમ્પ્લેન લખીને આગળ ઈકાર્ટમાં મેલ કરું યા ફ્લિપકાર્ટમાં મેલ કરું તે જણાવશો ઓકે થેંક્યુ